મારા જીવનની બર્ડ વોચીંગની સાહસિક યાદગાર ઘટનાની વાત કરું તો હમણાં જ એક ઘટના મારી હારે બની તી હમણાં જ એટલે કે એક બે વર્ષ પહેલા જ્યારે મારી સાથે બે મારા મિત્ર જે પણ વાઈલ્ડ લાઈફમાં જ ઇન્ટરેસ્ટેડ હતા અને હારે એક બિડ ગાર્ડ બિડ ગાર્ડ તરીકે ભાઈ એક ભાઈ હતા હમણાંની જ વાત કરું તો ગીર મેં એ ઘટનાની વાત કરું તો ગિરનાર લાઈફ સેન્ચુરી માં થઈ હતી કે જેમાં ઈન્દ્રેશ્વર થાણા નજીક અમે જતા હતા અમે અમે જ અમે વાત કરીએ તો હું મારો ઈન્ટરેસ્ટેડ હું વહેલી સવારે દરરોજ જાઉં બહાર નિકળું ઘરથી બહાર નિકળું અને વહેલી સવારે મારા ઘરની નજીક તળાવ છે ત્યાં જાઉ અને ત્યાં બર્ડને જોઉં અને એના અમુક ફોટા પણ પાડું હવે આગળ વાત કરું તો મારી પાસે એક બાઈનોકલ્યુઅર બાઈનોકલ્યુઅરની મદદથી હું તેને નજીકથી જોઈ શકું અને તેને નિહાળું એટલે ટૂંકમાં મને બર્ડ પ્રત્યે વધારે પહેલેથી જ ઈન્ટરેસ્ટ હતો આગળ વાત કરું તો જ્યારે અમે ઈન્દ્રેશ્વર થાણા પાસે ગયા ત્યારે આગળ અમને એક અલગ જ પ્રકારનું પક્ષી જોવા મળ્યું જે મે બીજાની તો વાત નથી ખબર પણ મેં તો મારી લાઈફમાં પહેલી વાર જ જોયું હતું અને એ પક્ષીની વાત કરીએ વાત કરીએ તો તે તે તે પક્ષી ખૂબ જ રંગ બેરંગી અને સુંદર હતું જેની કાંઠાની બાજુ કાળી અને સફેદ રેખાઓ હતી અને આ પક્ષી જોઈને મેં તરત જ ઈન્ટરનેટ ઊપર સર્ચ કર્યું કે આ કયું પક્ષી છે મને જાણવા મળ્યું કે આ પક્ષીનું નામ અલગેરી છે જે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે ત્યાર બાદ મને ખૂબ જ આનંદ થયો આ પક્ષીને જોઈને એના પછી મે નિર્ણય કર્યો કે હવે હું આગળ પણ આવા બધા પક્ષીઓ વિશે રિસર્ચ કરી અને બધું જોઈશ ત્યાર બાદ મેં ઘણા મારા મિત્રો સાથે ઘણા પક્ષીઓ જોયા હતા અને વાત પણ કરી એમાંની વાત કરી તો ઇન્ડિયન નાઈટ જાર છે પછી ફાલ્કોન છે પછી બ્લેક ડ્રોન્ગો છે એવા ઘણા બધા જોયા તા પછી ત્યાર બાદ આગળ વાત કરું તો અમારા અયા નજીક દાતાર પર્વત પાસે પણ મેં ઘણા પક્ષી જોયા તા પછી આગળ વાત કરું તો ગિરનાર લાઈફ સેન્ચુરીમાં ગિરનારી ગીધ ગિરનારી ગીધ પણ જોવા મળે છે એ પણ મેં મારા બાઈનોક્યુલરની મદદથી જોયા હતા ત્યાર બાદ હું મારા ગામડે ગયો તો ત્યાં પણ મેં આ પક્ષી એશિયન પેરેડાઈસ ફ્લાઇ એઝર એટલે કે દૂધ રાજ દૂધ રાજ ખૂબ જ દેખાવે સુંદર હોય છે વાત એના દેખાવની વાત કરીએ તો સફેદ અને પાછળ લાંબી પૂંછ જેવું હોય છે